હા સાહેબ હું હું શાહિદ પ્લંબર્સ એન્ડ વોટર વર્કર્સ માંથી બોલું છુ શુ તમે તમારું નામ કહેશો હા યોગેશ ભાઈ નમસ્કાર હુ તમારી કેવી રીતે મદદ કરી શકું હાજી હા બરાબર તો તમને શું લાગી રહ્યું છે કે શું પાઇપનો પ્રશ્ન છે કે નળનો પ્રશ્ન છે નળ ટપકયા કરે છે ઓકે અને તમે એવું કહી શકશો કે છેલ્લે ક્યારે બદલ્યો હતો એ ઓકે અને તમે એ કહેશો કે પ્લાસ્ટિકનો છે કે સ્ટીલનો સ્ટીલનો હતો મારા અનુભવથી એવુ કઈ શકુ ઓકે નળ બગડી ગયેલો લાગે છે કા તો અંદરની થોડી મેકેનિઝમનો ફેરફાર છે તો હું આવીને એક વખત જોઈ જઈશ તમે ક્યારે ઘરે હશો ઓકે તમે રવિવારે મળો ઓકે તો હુ જેમ બને એમ રવિવારે તમને વહેલાંમાં વહેલી તકે આવીને હું એ રીપેર કરી જઈશ હા અને તમે કહેતા હોય જો તો હું સાથે એક નવો નળ લેતો આવીશ જેથી જો કદાચ બગડેલો મળે તો હુ એને રિપ્લેસ કરી દઇશ ત્યાંનો ત્યાં બરોબર નળ સાહેબ હવે નળનું એવું છેકે તમે જેમ કહેશો એ રીતે જો પ્લાસ્ટિકનો જોઈતો હોય તો પછી એ પ્રમાણે અને સ્ટીલનો જોઈતો હોય તો પછી એમાં બી પાછા બે હોય એક સારી ક્વોલિટી કંપનીનો આવે બાકી ચાલુ બી હોય છે સારી કંપનીનો તો સાહેબ પાંચસો થી સાડી સાતસો રૂપિયાની રેંજ હોય છે જો તમે કહેતા હોય તો આપણે વચ્ચેનો છસો સાડી છસો નળ હશે તો લાવીશ હું હા તો સાહેબ પાંચસો રૂપિયાનો બી સારામાં સારી ક્વોલિટીનો આવે છે અને તમને આગળ હેરાન નહીં કરે એની ગેરંટી હું આપું છું ચોક્કસ સારુ તો રવિવારે હું આવી જઈશ ઓકે આભાર